જે લાસ્ટ ટાઈમ જ્યારે અમારી સિટીમાં એક બાઇકિંગ ઈવેન્ટ્સ રેસનું આયોજન થયું હતું એ રેસની આયોજનમાં મેં પોતે ભાગ લીધેલો હતો બાઇક ફેરવવી એ મારો ખૂબ જ શોખ છે અને રાઇડિંગ કરવું એ મારી હૉબી છે તો એ બાઇક રાઇડિંગમાં જયારે નેચરલી જે વાત કરીએ કે બાઇક જ્યારે રેસ કરીએ છીએ ત્યારે એ બાઇક રેસિંગમાં જયારે બાઇકની સ્પીડ હોય છે ને બાઇક ચાલવવાનું જે રોમાંચ હોય છે અને કઈ રીતે એમાં આગળ વધી શકીએ અને કઈ રીતે એમાં આપણે આપણો ગોલ અચીવ કરી શકીએ એ બધા જ વિચારોની સાથે બાઇક રાઇડિંગ કરી અને નવા નવા રોમાંચો અને કીર્તિમાન સ્થાપવા માટે અમે તત્પર રહ્યા છીએ